હા ભાઈ શું કરે છે એવું તો આ કોઈ પ્રોબ્લેમ છે અહીંયા થોડી આ કેન્સર થઈ ગયું છે કેન્સર થયેલું છે મારા મોટા ભાઈને હમ્મ તો એના માટે એ તો હવે બીજા સ્ટેજનું થઈ ગયું ને અહીંયા રાજપીપળામાં ને બધી જગ્યાએ ફર્યો પણ કંઈ ઈલાજ નહીં થાય એવું કહે છે અને બધી જગ્યાએ બધા ડોકટરોએ બધું કર્યું તો એ નહીં થાય એવું કહે છે તા ત્યાં ત્યાં જવાનું કંઈ પોસાતું હોય પણ ત્યાં ત્યાં જમવાનું ને એ બધો ખર્ચો થશે ને એવું છે કે હા સારું મુલાકાત લેવી પડશે હા તો એ હવે બીજા સ્ટેજનો સારું થશે હા સારું સારું તમે પણ સાથે આવજો સારું ચાલો